હા બરાબર તમે કોણ બરાબર

હા બરાબર તમે એકદમ સાચી જગ્યાએ કોલ કરેલો છે મારું નામ મોહિલ છે અને હું આવી જ બધી અલગ અલગ સ્પોટ્સની જે ઈવેન્ટ થતી હોય એના માટે હું કોચિંગ આપું છું તમે ઓકે હવે તમે કીધું કે તમને કબડ્ડીમાં બેડમિન્ટનમાં અને રનિંગમાં મહાકુંભમાં ફોર્મ ભરવું છે રાઈટ બરાબર હવે રનિંગની વાત કરીએ તો તમારે કેટલા શેમાં કરવું છે સૌ મીટરમાં બ સૌ મીટર માં કે ઓકે ઓકે તમે બિગિનર છો

બરાબર તો આપણું આપણું જુનાગઢથી નજીકમાં એક રાજકોટમાં એટલે તમારે બે થી ત્રણ કલાક જેવું થશે રાજકોટમાં એક સ્પોર્ટ્સ એકેડમી છે મહેતાસ એકેડમી ત્યાં તમે આવીને રજીસ્ટ્રેશન કરાવી શકો તમારે સ્પોર્ટ્સ એસ અ કરિઅર ચૂસ કરવું છે કે પછી સ્પોટ્સને તમારે ટૂંકમાં એસ આ હોબી તમે લેવા માંગો છો એટલે એસ અ હોબી ઓકે ઓકે ઓકે